અમે રહીએ છીએ ત્યાં નૅચરલ વાતાવરણ છે અને મતલબમાં બહુ જ ગ્રીનહરિ છે અને અહીંયા રહેવા માટે હું તો હન્ડ્રેડ પરસેન્ટ કહીશ કે વધારે વૃક્ષો હોવાથી તમને ઓક્સિજન પણ સારો મળશે અને વાતાવરણમાં પણ તમને ખૂબ મજા આવશે રહેવાની અને અમે અહીંયા ગાય છે વધારે ભેંસ છે એ પ્રાણીઓ અમે જોઈ શકીએ છે અને વૃક્ષમાં તો અમે આંબા આસોપાલવ અને ઘણાં બધા એવાં વૃક્ષો અહીંયા અમારાં ઘર પાસે નજીક છે